અષાઢ મહિનામાં નાની કુંવારિકા બાળાઓ પાંચ દિવસ માટે સારા પતિ મળે તેના માટે પાંચ દિવસ મીઠા વગરના ઉપવાસ કરે છે તેને અલોણા વ્રત કહે છે આ વ્રત દરમિયાન ઘણાં એવા ગીતો છે કે જે ગાઈને આ બાળા ઓ પોતાના મનની વાત રજૂ કરે છે અને આની સાથે એક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જે ઘણાં બધા ગીતો હોય છે જેમકે ગોર મા રે ગોર મા ગોર માનો કેસરિયો એમાં મને સૌથી વધારે ગોર માનો વર કેસરિયો છે એ ગીત ગમે છે કારણકે આ દરમિયાન એક કલ્પના કરવામાં આવે છે કે એક ગોર કલ્પના કરવામાં આવે છે અને તે અનુસાર ગોર માની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેમની પાસે યાચના કરવામાં આવે છે કે તેમને સારા પતિ મળે કારણકે સારા પતિનું સુખ એ સ્ત્રી માટે સૌથી મોટું સુખ હોય છે